હા બોલ

હા મારે કમ્પ્લેન કરવી હતી હા મારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે અને એની અંદર છે ને ઓનલાઈન પેમેન્ટમાં મને ઓનલાઇન ઓનલાઇન ધમકીઓ મળી રહી છે પૈસા પૈસા બાબતે અને જો હા વ્યાજ વ્યાજે લીધા હતા મેં પૈસા અને એ પૈસાની ચુકવણી બાદ પણ મને સામેથી બીજા પૈસા મોકલવામાં આઇવા છે એ મને દસ ટકા વ્યાજે એ કે છે એ પૈસા તમારે રાખવાના છે અને એ દસ ટકા એ વ્યાજ પર મારા પાસેથી વસુલે છે નામ રાકેશભાઈ

રાકેશભાઈ હા નેન્સીબેન ઓકે સર હા હા સર થેંકયુ સર અને આનો નિર્ણય જલ્દી લાવજો હા થેન્ક્સ